કોણ બોલે હા બોલો હા બોલો કેટલા દિવસની તમારો છોકરો એમ બી બોવ રજા પાડે છે ભણવામાં સારો નય એટલો બધો તો આટલી રજા પાડશો તો આગળ તકલીફ પડશે એને ભણવામાં હા વાંધો નય મળી જશે પણ એને ભણવા ઉપર ફોકસ કરાવજો વધારે સારું મળી જશે લીવ એને બાકી એમ સ્કૂલ ફિસ તમારી ભરવાની છે અને આ સ્કૂલ લિવ લેવા માટે તમાર રિટનમાં આપવું પડશે હા સિગ્નેચર તમારી કરાવાની પડશે અને લખી ન તમાર આપવું પડશે કે ચાર દિવસ માટે જવાનું છે તો કાલે સબમીટ કરાય દે જો હા હા ટયૂસડે કરાય દેજો વાંધો નય પણ સબમિટ કરાવું પડશે એમનેમ લિવ નઇ મળે સારું અને ફિસનું બી ભરી દેજો જલ્દીથી હા ના ના બીજું કઈ પ્રોબલમ તો નય થાય પણ થોડુંક એને ભણાવા પર ફોકસ કરાવ જો કેમકે મેથ્સમાં એ બોવ વીક છે એવું લાગે તો એક નય અટેન્ડન્સ તો કઈ વાંધો નય આવે થઈ જશે અટેન્ડસ તો હા લેકચર મિસ થશે પાછળથી એકસ્ટ્રા લેકચર એની માટે અરેન્જ કરાવી ને કરાવી દઇશ હા હા એ થઈ જશે એનો વાંધો નય